હા હું લેખકને સર્જનાત્મક બાજુ તથા તેના તકનીકી પાસાને જેવા કે વ્યાકરણ કે માળખાને કેવી રીતના બાંધવું તે બધું હું જાણું છું હું એનાથી એ જાણકાર છું કારણ કે મેં ઘણા પુસ્તકોને એ રીતના વાંચેલું છે શું મેં એના વિષે કોઈ સર્જનાત્મક લેખનનો કોઈ કોર્ષ કર્યો છે ના જી કોર્ષ તો એ સર્ટિફિકેટ કોર્ષ મેં કરેલ નથી પણ મને ખ્યાલ છે કારણ કે મેં અંગ્રેજી સાહિત્યમાં મારું સ્નાતક અને અનુસ્નાતક કરેલ છે તેથી એના વિષે હું જાણકારી છે મને